ગુજરાતના ધાર્મિક તહેવારો ઘણા બધા છે દિવાળી ઉત્તરાયણ મહાશિવરાત્રિ હોળી ધૂળેટી જેમાં સૌથી વધારે લોકોને લોકપ્રિય તહેવાર છે દિવાળી દિવાળીમાં લોકો પહેલાં તો આવે છે ધનતેરસ ધનતેરસના દિવસે લોકો લક્ષ્મી માતની પૂજા પાઠ કરે છે ને એમાં આરતી કરે છે અને લક્ષ્મી માની પૂજા કરે છે એનાં બીજા દિવસે આવે છે કાળી ચૌદસ કાળી ચૌદસના દિવસે લોકો સારું સારું જમવાનું બનાવી અને જમે છે કાળી ચૌદસના બીજા દિવસે આવે છે દિવાળી દિવાળીના દિવસે લોકો નવાં નવાં કપડાં પહેરે છે દીવા પ્રગટાવે છે અને ફટાકડા ફોડે છે દિવાળીના બીજા દિવસે આવે છે બેસતું વરસ બેસતાં વરસના દિવસે લોકો એકબીજાનાં ઘરે જાય છે એકબીજાને નવા વરસની શુભેચ્છા પાઠવે છે મીઠાઇ ખવડાવે છે અને એકબીજાને નવાં વરસના આશીર્વાદ આપે છે પછી ઉત્તરાયણના દિવસે પણ લોકોને બહુ જ મહિમા છે ઉત્તરાયણના દિવસે લોકો પોત પોતાનાં ઘરે નવાં નવાં કપડાં પહેરીને ધાબા ઉપર જઈ અને પતંગ ચગાવે છે સિંગ ચીકી બિસ્કિટ એ વગેરે ખાઈને દિવાળીનો અલ્યા ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવે છે એટલે ગુજરાતના ઘણા બધા એવા તહેવારો છે જેમાં કે શિવરાત્રિ પણ બધાનો મુખ્ય તહેવાર છે શિવરાત્રિના દિવસે પણ શંકર ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે પાઠ કરવામાં આવે છે અને શિવરાત્રિની બધા ઉપવાસ પણ કરે છે અને જયાં ત્યાં ગામોમાં મેળા પણ ભરાય છે શિવરાત્રિનો તહેવારમાં લોકો ભાંગ પણ ઘણી બધી પીવે છે અને શંકર ભગવાનને પણ ભાંગ ચઢાવે છે દૂધ ચઢાવે છે એમાં મહા શિવરાત્રિ પણ લોકોનો પર્વ છે એમાં બીજો તહેવાર આવે છે હોળી ધૂળેટી હોળીના દિવસે લોકો એમનાં ફળિયામાં કે સોસાયટીમાં હોળીનું દહન કરે છે અને બધા ખજૂર ધાણી મમરા વગેરેનું હોળી માતાને ચઢાવે છે અને જમે પણ છે અને હોળીના બીજા દિવસે આવે છે ધૂળેટી તો ધૂળેટીમાં પણ એકબીજાને એકબીજાની આજુબાજુમાં રહેતાં લોકોને હોળીમાં ધૂળેટીમાં કલરો એકબીજા ઉપર છાંટે છે કલરોથી રંગે છે અને એમ કરીને હોળીનો પણ પર્વ મનાવે છે ઈદના દિવસે પણ મુસલમાન એમના ઈદ એ મિલાદની બધાને શુભેચ્છા પાઠવે છે અને ઈદની ઉજવણી કરે છે એમાં નાતાલ પણ એવી છે ખ્રિસ્તી લોકો એમના એમનાં ચર્ચમાં જાય છે અને પૂજા પાઠ કરે છે એમનું જે મનોકામના હોય એ પણ એ પૂર્ણ થાય છે અને એમના ઈશુ ભગવાનને પ્રાર્થના કરીને એકબીજાને કંઇક ભેંટમાં આપે છે અને એમનો તહેવાર મનાવે છે એવા બધા ગુજરાતમાં ઘણા બધા તહેવારો છે કે જેમાં લોકો બધાને બધી રીતે માનતા હોય છે અને બધાને ખુશી ખુશી સૌ સૌના તહેવાર મનાવે છે